હલો રમેશ ભાઈ હું વંશ વાત કરું છું મે હમણાંજ તમારી રિક્ષા નોંધાવી છે તમારે હજુ આટલી બધી વાર કેમ થઈ વાંધો નહીં તમે ટ્રાફિકમાં ફસાયા છો તમે જલદીથી ટ્રાફિકમાં બહાર નીકળીને આવો હું લાંબા સંસ સમયથી તમારી રાહ જોઈ રહ્યો છું મારે બીજી જગ્યાએ પણ જવાનું મોડું થઈ રહ્યું છે આભાર